આપણે જાણીએ છીએ કે અત્યારે વિશ્વની અંદર ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે એનમાં વિશિષ્ટ ખાસ કરી અને મહિલાઓ વિષેના ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે એની અંદર આપણે જ્યારે વાત કરીએ છે ત્યારે મહિલાઓની જાગૃતિ માટે અને મહિલાઓના રક્ષણ માટે આજે આ સરકારે આપણી સમક્ષ એવા એવા ઉપચારો અથવા તો એવા એવા રસ્તાઓ શોધી કાઢ્યા છે કે મહિલાઓ નીડર થઈ અને આ સમગ્ર પૃથ્વી ઉપર પરિભ્રમણ થઈ શકે પરંતુ ખાસ કરીને જોઈએ તો અખબાર છે રેડિઓ છે કે એવા માધ્યમો દ્વારા એ મહિલાઓને સશક્તિકરણ મહિલાઓના જાગૃતિ માટે સરકાર છે એ સશક્ત થયા છે અને આ સિવાય ગુજરાતી સાહિત્યની અંદર એવા ઘણા બધા સામયિકો છે જે જેમ કે તમે જોઈ શકો છો એ આડર્ટ છે પછી શબ્દસૃષ્ટિ છે આવા અનેક જે સામયિકો છે એ સ્ત્રીઓના રક્ષણ માટે અને સ્ત્રીઓના હિત માટે સરકાર છે એ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે અને એના દ્વારા સરકાર ખૂબ જ વધી અને આ દેશની નારીઓ માટે એક ઉચ્ચતમ પ્લેટફોર્મ ઊભું કરી રહી છે